હલો મારું નામ વિનય છે બે દિવસ પહેલાં જ મેં ગેસ સિલિન્ડરની પ્રક્રિયા મારા ફોનથી કરી હતી હજુ સુધી અમારા ઘરે ગેસનો સિલિન્ડર આવ્યો નથી હા મને ખાતરી છે પ્રક્રિયા પૂર્ણ થઈ જ ગઈ હતી પણ હજુ સુધી સિલિન્ડર નથી આવ્યો હલો તમને મારો અવાજ સંભળાય છે હા બુકિંગ સંદર્ભ નંબર પણ આવી ગયો હતો હા સંદર્ભ નંબર નોંધ કરો એક પાંચ શૂન્ય છ ત્રણ શૂન્ય શૂન્ય બે એક શૂન્ય સરનામું નોંધ કરો એક શૂન્ય બે કેસરી નંદન અપાટમેન્ટ ઉધના સુરત પીનકોડ ત્રણ નવ ચાર બે એક શૂન્ય હા દર મહિને આ એડ્રેસ પર સિલિન્ડર આવે જ છે પ્રક્રિયા પૂર્ણ થયાના બીજા દિવસે આવી જ જાય છે આ વખતે ઘણો સમય લાગી રહ્યો છે મને નથી સમજાતું કેમ આટલો બધો સમય લગાવી રહ્યા છો તમે નોંધ કરો અને તપાસ કરો કે આ પ્રક્રિયા શાના કારણે અટકી ગઈ છે આટલી ધીમી ચાલી રહી છે હા દર મહિને આવી જ જાય છે સમયસર આધાર કાર્ડ નંબર ઓકે બે નવ ત્રણ આઠ નામ મેં પહેલાં જણાવ્યું ને વિનય મહેશ ભાઈ દાનેજ વિનય વિનય

ક્યાર સુધી આવી જશે આવતીકાલે નહીં મને આજે ખૂબ જ જરૂર છે મને નથી ખબર કઈ રીતે પણ આજે ને આજે કરાવો મહેરબાની કરીને અમારે ઘરે ખૂબ જ ખૂબ જ અગવડતા પડી રહી છે સિલિન્ડર વગર ના આજે શક્ય હોય તો આજે જ કરાવી આપો

આજે આવી જશે ને ઠીક છે ધન્યવાદ